જે મને યાદ છે તેવા દુનિયાના પાંચ દેશો પ્રથમ ભારત બીજું યુનાઈટે સ્ટેટ ઓફ અમેરિકા ત્રીજુ યુનાઈટેડ કિંગડમ ચોથું રસિયા અને પાંચમું જાપાન છે